ગુજરાતી ભાષા સાહિત્ય કાવ્ય અને કલાત્મક અભિવ્યક્તિના સંવેદનાઓને પ્રગટ કરવા લોકજીવનના અનુભવોને વ્યક્ત કરવા અને સાંસ્કૃતિક વારસાને સંકલિત કરી રીતે રજૂ કરવા માટે વપરાય છે